હલો કોણ હા અચ્છા ઓકે તો એમાં તમારે ફીચર જાણવા છે તમારે કે પ્રાઇસ જાણવી છે ઓકે અચ્છા ઓકે ઓકે ઓકે ઓકે પાંચ મિનિટ હો જણાવી દઈએ સાહેબ જોવો તો તેમાં અત્યારે તો છે અત્યારે વીસ હજારનું પ્રાઇસ છે એની અત્યારે હાં અને તેમાં થર્ટી વૉટનું ડાર્ટ ચાર્જર આવશે સુપરવુક ચાર્જિંગ થઈ જશે તમારે પાંચ હજારની મેસીવ બેટ પાંચ હજાર એમએએચની મેસીવ બેટરી આવશે તેથી તમારે આખા દિવસનો બે દિવસમાં તમારે ઘણો ચાર્જ કરવો પડે તમારે એક બે વાર જ ચાર્જ કરવો પડેશે ને આખો દિવસ ચાલશે બે દિવસ પણ ચાલી આ પડે વીસ હજારમાં તમારે નવામાં લેવું છે કે ભાઈ કે તમારે જૂનામાં તમારે વધારે ઓલું છે અચ્છા ઓકે અચ્છા હફ્તે લેવો છે તો તમે અત્યારે સેમસંગના સેમસંગની એ તમ તમારું બજેટ જણાવજો બજેટ કેટલું છે ઓહોહો અચ્છા તો હમણાં જ સેમસંગના ઘણા ફોન નીકળેલા છે એસ ટ્વેન્ટીફોરને બધા તેમાં આવશે કેમેરા ફીચર પણ ઘણો સારો છે અને ફીચર્સ પણ ઘણા બધા સારા છે સેમસંગનો આઇફોન પણ હમણાં લોન્ચ થયેલો છે તમારા બજેટથી આવી જાશે અને જો તમારે ફાઇનાન્સ કરાવવું હોય આ રીતના તો પણ એ અવેલેબલ છે ફોનમાં હા રિયલમી ફાઇવ અને રિયલમી નાઇન સ્પીડ પણ અવેલેબલ જ છે બધા મોબાઇલ અવેલેબલ છે

ઓકે ઓકે તો તમારે એમાં કલર કયો સર તમે આમાં બ્લેક છે બ્લ્યુ વા છે ને એક વ્હાઇટ જેવો છે તમે તમે કહો તો મંગાવી લઈએ બે બંને અવેલેબલ છે સર કે ઓકે ઓકે